સૌથી પહેલામાં પહેલા તો એમને સલાહ આપનાર એક દોસ્ત જ હોવો જોઈએ કે જેથી એ જે દોસ્ત પહેલા રમ્યો હોય નાનપણમાં તો એમને કહી શકે કે રમતો રમવાથી શું ફાયદો થાય છે કે જેથી એનેથી નુકસાન નથી થતું ઉપરથી છોકરા સારા અને તંદુરસ્ત રહે છે કે એમને જીવનની અંદર આ રમેલું હશે એવું કશે નહી બીજે બાકી આ સ્ક્રીનથી તો જે બધું ખરાબ થાય છે વાતાવરણ એમાં છોકરાઓ રમતો બધી ભૂલી ગ્યા છે જે અત્યારના છોકરાઓને કોઈ ને યાદ નથી તો એક દોસ્ત જ એમને પ્રેરણા આપી શકે છે